હા બોલો

કેટલાક કેટલા મેમ્બર બે જણાં જ વન રૂમ કિચન વન રૂમ કિચન છે હલો વન હા ભાડું પચીસ હજાર હા પચાસ હજાર ડિપોઝિટ કેટલા કેટલા ટાઈમ માટે જોઇએ છ મહિના માટે તો પછી પાંત્રીસ હજાર ભાડું લાગશે ના એમાં એમાં એમાં કાંઈ નહીં બાર મહિનાનું લો તો બાર મહિનાનું લો તો પચીસ હજાર છ મહિના માટે પાંત્રીસ હજાર ફ્લેટમાં તો બે બેડરૂમનું નોર્મલ ફર્નિચર છે રેગ્યુલર એ બધું કિચન સ્ટેન્ડિંગ કિચન હા હા

ના એટલે હા એટલે વોર્ડરોબ ને એ બધું બનેલું તૈયાર છે હં હં ઇંગ્લિશ ટોઇલેટ ઓકે હા તો મને જણાવો પાંચ મિનિટમાં હા ફોન કરો